હલો જી ભદ્રેશભાઈ વાત કરો છો હાં હું કરણ વાત કરું છું આપણી સાથે વીમા કંપનીમાં મેં મારા પાકના માટે વીમો લીધો હતો તેના માટે અરજી કરી હતી કે મારે વીમો પકાવવાનો છે તેમ છતાં આનો કોઈ જ નિકાલ આવ્યો નથી આમાં તમને શરૂઆતમાં જ મેં કહ્યુ હતું કે મારા બધા ડોક્યુમેન્ટ તમને ફીઝીકલી અને તમને મેઈલ દ્વારા પણ મોકલ્યા હતા ત્યાર પછી પણ તમે એવું કયો છો કે મારા કેટલાક ડોક્યુમેન્ટ તમને હજુ સુધી મળ્યા નથી તો આના માટે હવે મારે એ જાણવું છે કે કયા ડોક્યુમેન્ટની તમને જરૂર છે કયા દસ્તાવેજો તમને મોકલું કે જેનાથી મારો વીમાની પ્રોસેસ આગળ વધી શકે છે શું પાનકાર્ડ અને આધારકાર્ડ સારું હું એ તમને તત્વરે મોકલી શકું છું પરંતુ એના માટે તમારી ઇમેલ આઇડી મને જોઈશે જો ઇમેલ આઇડી તમે આપવા તૈયાર હો તો હું તમને હાલમાં જ એ બધાના ડોક્યુમેન્ટ તમને મોકલી શકું છું આ સિવાય તમને જો બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય કે બીજા કોઈ દસ્તાવેજો કે મારા કાગળો જોઈતા હોય તો મને જણાવવા વિનંતી જેથી કરીને હું સત્વરે મારી પોલિસી પકાવી શકું અને એનો જે વીમાનો લાભ હુ લઈ શકું છું તમને ખ્યાલ છે કે આ વખતે વરસાદ પણ ઘણો ઓછો થયો છે એના લીધે મારે પાકમાં પણ ઘણું નુકસાન થયું છે અને આ વખતે વીમાની મને ખરેખર ખૂબ જ જરૂર છે જો તમે મોકલી શકતા હો અને આ કાર્યવાહીને જો આગળ વધારી શકતા હો તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ મને જણાવો કે એમા શું શું જોઈ છે આ સિવાય મારે એ પણ જાણવું છે કે વીમાની આગળ જે પ્રક્રિયા કરેલી હતી ત્યારે શું કામ એને અટકાવી દેવામા આવી વચ્ચેથી મને એવું કહેવામાં આવેલું કે તમારો વીમો જે કારણસર નથી પાક્યો તે તમને પછીથી મેઈલ દ્વારા જણાવવામા આવશે જેના પણ પણ મને કોઈ જ રીપ્લાય આવ્યો નથી તો મને જણાવો કે એનું શું કરી શકાય